જી હા હું મુસાફર તરીકે પુરા ભારતમાં ઘણી બધી એવી જગ્યાઓ ઉપર મુસાફરી કરી છે કે જે જગ્યા ઉપર મને ત્યાંનું જે જમવાનું છે એ ખોરાક જે છે એ મને ગમ્યો નથી એમાં ખાસ કરીને જ્યારે હું દક્ષિણ ભારતની યાત્રા ઉપર નીકળ્યો ત્યારે ત્યાં જે જમવાનું હતું તે એ લોકોની પરંપરાગતનું હતું અને અમે લોકો ગુજરાતી એટલે અમને ગુજરાતી ખાણું ગમે પરંતુ દક્ષિણ ભારતની અંદર ઈડલી સાંભાર મેંદુવડા જેવા અનેક વિકલ્પો હતા પરંતુ એ અમારી રોજીંદી જીવનમાં અમે એને ખાતા નથી એટલા માટે ખાવાની ખૂબ અગવડતા પડી હતી